હલ્લો આપ મુજે કોઈ બાતમે ગાઈડ કરેંગે મેં યહાં રાજકોટ ટુરિસ્ટમેં આઈ હું ધૂમને કે લીએ

કોનસે વાલે આર્ટ યહાં આપકો રાજકોટ મેંસે મસ્ત હૈ આપકે રાજકોટમેં ફીર શહેરમેં કોનસે વાલે આર્ટ બહોત અચ્છે ઓર મુજે કોસ્ટલીમેં ચાહિયે ઓલ અચ્છાવાલા મુજે લગના ચાહિયે નહીં મુઝે કોઈ ફાઇનાન્સિયલી ઇસુ નહીં હૈ

જો આપને બાત બતાઈ વો તો મુઝે યહાં બાત સુનનેમેં ભી અચ્છી લગી તો મુઝે દિખને ભી ભી ભી અચ્છી લગેગી મેં શ્યોર હું પણ લેકિન મેં યે બતાતી હું કે આપ મુઝે કબ લે કે જાઓગે વો બજાર વો ચીઝ તુમ્હારી ગલ્લી હોગી વહા

તો હમ કલ દોપહર કો દો બજે ચલતે હે થેન્ક યુ ઇતની અચ્છી ઇન્ફોર્મેશન દેને કે લીએ ઓકે